હાં મને ઈન્ડિયન આઇલો આઇડોલ જેવા સંગીત રિયાલિટી શોઝ જોવાનું ખૂબ જ ગમે છે તેમાં મારો પ્રિય સંગીતકાર છે મોહમ્મદ ફેઝ એમની ગાયકી મને ખૂબ જ ગમે છે અને એમને આજકાલ એમને બોલીવુડમાં પણ આપણા ભારતમાં બોલીવુડમાં પણ ગાયન કરતા જોવા મળી રહ્યા છે તેમનું ગાયન ખૂબ જ સરસ છે અને તેમના પર થી હું શીખવા માંગુ છું તેમનો તેમનો ગાયન પરથી અને હું પણ મારું ગાયન સુધારવા માંગુ છું તેથી હું આવા ઈન્ડિયન રિયાલિટી શો ને જોઉં છું